હેડફોનનો ઉપયોગ કરવાથી મારા કાનના પડદાને એક નાનકડું નુકસાન થયું છે બીજું આવા હેડફોનનો ઉપયોગ આપણે જ્યારે કરીને ચાલવા જઈએ ત્યારે અકસ્માતોની સંભાવના રહે છે અમારા શહેરની અંદર એક અઢારથી વીસ વર્ષનો એક છોકરો આવી જ રીતે હેડફોન લઈ અને પોતે ચાલવા માટે જતો હતો અને જોશ જોશથી એ કાનમાં એ સોંગ ગીતો સાંભળતો હતો એ દરમિયાન પાછળથી આવનારા બાઈકવાળાનો જે હોર્ન હતું તેનો અવાજ તેને ન સંભળાયો અને તેના કારણે તેનો અકસ્માત સર્જાયો આવું બધું થવાને કારણે ડૉક્ટરો પણ અત્યારના જે યુવા યુવાવર્ગ છે એને આવા હેડફોનનો ઉપયોગ ટાળવાનું સૂચન કરે છે અને જે કોઈ થોડા ઘણા ઉંમરવાળા લોકો છે એમને આ હેડફોનના ઉપયોગથી કાનના પડદા ઉપર ભારે અસર થાય છે એવું ઈએનટી ડૉક્ટરોનું સર્વેમાં માલુમ પડ્યું છે